હલો હા હું તને એમ કહેતી હતી કે હું છે ને રાજકોટ આવી છું હં તો મને તું એમ કે કે અહીંયા ક્યાં ક્યાં ફરવા જવાય ક્યાં સારું એવું મોલ છે ક્યાં ગાર્ડન છે કઈ બાજુ જવાય ફરવા મારે તો એ મને તું જણાવ હં એ કઈ બાજુ આવ્યું છે હા હા હંહં અને હં હં તો કાંઇ એવું કહે ને જ્યાં બહુ મજા આવે ને ફ્રેન્ડ સાથે ને બહુ જવાય કારણકે અમે લોકો છે ને ફ્રેન્ડ્સ આવ્યા છીએ ત્રણ ચાર સાથે છીએ અને હોટલમાં રહીએ છીએ હં હં હં હં એ તો છે એ જોયું એ જોયું છે એ બહુ ખાસ નથી કાંઇ બીજું હજી એથી સારો મોલ ને એવું કાંઇક હોય એ કહે ને હં હં હં હં અને પછી હં હં હં હં હં હં હં અને એ સિવાય આપણે જેમકે મારે ચશ્મા ને એવું જોઈતું હોય તો બહુ સારું એવું હોય તો એ કયું છે ચશ્મા હં હં અને કોઈ સારા રેસ્ટરોરન્ટ ને એ જોવું હોય તો

હં હં એમ નહીં બધું બધું કોંટિનેંટલ ફૂડ જોઈએ છે ચાઈનીસ પંજાબી થાઈ ઠાકર થાળમાં થાઈ પણ છે ઓકે હં એવું છે ને હં અને પછી બીજી હોટલે પણ જોઈતી હોય તો કારણકે મારે અહીંથી લગભગ મારે અહીંથી ચેકઆઉટ કરવાનું છે તો મારે બીજી હોટલ્સ પણ જોઈએ છે કે જેમ આમ એરિયો સારો હોવો જોઈએ અને બધુ હા બીજું બધુ તો મનીનું એ તો ચાલશે પણ એરિયો સારો હોવો જોઈએ અને આમ રીચ પોર્ચ એરિયો હોય ને એ રીતનો જોઈએ છે તો બીજી હોટલ પણ સજેસ્ટ કર મળી જશે ને હા હા ના ના રાજકોટ જ છું બે જ દિવસ થયા તો આવી હં બે દિવસ થયા તા પણ મારે હવે છે ને હોટલ બહુ નથી ગમતી તો હોટલ ચેન્જ કરવી છે હં તો થોડુંક છે ને સર્ચ ને કરજે એટલે એ ખબર પડે ને થોડુંક હજી શું કહેવાય મોલ્સ ને એ બધું જો અને એ બધું કહેજે કાંઇક બધું સર્ચ ને થોડુંક કરીને હં ને હા થેન્ક યુ